તમારા મનપસંદ તહેવારો કયા કયા છે ઉત્તરાયણ ઉત્તરાયણ એ મને બહુ ગમે છે ઉત્તરાયણ તો અમે બે દિવસ અગાઉથી જ મનાવીએ છીએ નોકરીએ આગલા દિવસે મનાવીએ પછી ચૌદ તારીખે અમે ઘરે મનાવીએ છીએ ઉત્તરાયણના દિવસે અમે સવારમાં વહેલા જાગીએ નાહી ધોઈને નવાં કપડાં પહેરીએ ફીરકી અને પતંગ લઈને ઉપર જતા રહીએ છીએ પછી તો આખો દિવસ લપેટ લપેટ એક બાજું ડીજે વાગતું હોય બધા ડાન્સ કરતા હોય અને અને એક બાજુ પતંગ ચગાવાતી હોય ક્યાં ખાવા પીવાનું તો ભાન જ ના હોય નીચે તો મમ્મી પપ્પા બૂમો રાડો હાંકતા હોય કે ખાવા આવો ખાવા આવો ઉત્તરાયણના દિવસે તો મોજે મોજ હોય પતંગ ચગાવવાની એવી મજા આવે એવી મજા આવે પોતાની જાય તોય તે કાપ્યો એ કાપ્યો લપેટ લપેટ નીચે આવવાની તો ઈચ્છા જ ના હોય ખાવું પીવું જે કરો એ ધાબે ને ધાબે જ ઉત્તરાયણના દિવસે તો જલસો પડી જાય પસી જન્માષ્ટમીનો તહેવાર પણ મને બહુ ગમે છે જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ ભગવાનનો જન્મ થયેલો છે તેથી અમે જન્માષ્ટમી મનાવીએ છીએ તે દિવસે મટકી ફોડવી એ બધું કરીએ છીએ અને બહુ મજા આવે છે જન્માષ્ટમીનો તહેવાર પણ અમે સારી રીતે મનાવીએ છીએ નવરાત્રિ નવરાત્રિ અમે આઠે નવ દિવસનો તહેવાર છે તે અમે સવારે વહેલાં ઉઠીને પૂજા કરવી પછી સાંજે સવારે સાંજે અમે ગરબા રમવા જઈએ છીએ આરતી કરવી પછી તો ગરબા ચાલુ થાય તે આખી રાત ગરબામાં ગરબામાં ક્યાં જતી રહે ખબર જ ના પડે નવે નવ દિવસ અમે ટ્રેડિશનલ કપડાં પહેરવી છીએ અલગ અલગ જગ્યાએ જઈએ છીએ પછી ગરબા ગાવાની ફ્રેન્ડ સર્કલમાં મજા જ પડે અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે ગરબા ગાવા જઈએ છીએ એક દિવસ ફેમિલી સાથે એક દિવસ ફ્રેન્ડ સર્કલ સાથે દિવાળી દિવાળી પણ મને બહુ એટલે બહુ ગમે છે દિવાળીમાં પહેલાં તહેવાર ધનતેરસનો આવે છે ધનતેરસના દિવસે અમે પૂજા પાઠ કરીએ છીએ અને એની ઉજવણી કરીએ છીએ બીજા દિવસે દિવાળીના દિવસે અમે સારાં કંઇ એવાં કપડાં પહેરીએ ફટાકડા ફોડીએ અને બહુ મજા આવે છે એમાં મને ફટાકડા ફોડવાની અને ફૂલઝડી સળગાવવાની બહુ મજા આવે છે આજ દિવાળી કાલ દિવાળી એમ બોલતાં રહીએ ગાતાં રહીએ અને મજા કરતાં રહીએ બીજા દિવસે બેસતું વરસ છે તે દિવસે અમે સવારમાં વહેલાં જાગી જઈએ નવાં કપડાં પહેરીએ બે ફ્રેન્ડ સર્કલમાં જઇએ આજુબાજુ પડોશીમાં જઈએ મોટાં લોકોને પગે લાગીને જય શ્રી કૃષ્ણ કહીએ અને સરખા હોય એમને સાલ મુબારક જય શ્રી કૃષ્ણ હેપ્પી નિયર એ રીતે કહીને અમે એનું સેલિબ્રેશન કરીએ છીએ એ દિવસે તો બહુ મજા આવી દે પછી આવે ગણેશચતુર્થી એમાં પણ ગણપતિ દાદાની પૂજા કરીએ અર્ચના કીએ અને એમાં પણ નવ દિવસની ઉજવણી કરીએ છીએ સાંજે આરતી કરીએ અને લાડુની પ્રસાદ આપે એ લાડુની પ્રસાદ ખાવાની પણ અમને બહુ મજા આવે છે અમે તો રાહ જ જોતા હોય શ્રાવણ મહિનો આવે શ્રાવણ મહિનામાં પણ સોમવારે શંકર ભગવાનની પૂજા થાય દશામાનાં વ્રત આવે એમાં પણ અમે દશામાનાં વ્રતમાં વ્રત રહીએ પછી સારાં સારાં કપડાં પહેરીએ અને મોજ કરવે બધે ફરવા જઇએ એવા સાતમા મહિનામાં ગૌરીઓનાં વ્રત આવે જયાપાર્વતીનાં વ્રત આવે એમાં પણ અમે બહુ મજા કરીએ છીએ એ બધા અમારા નાના મોટા તહેવારો જ છે ઇદ છે નાતાલ છે એમાં પણ બહુ મજા આવે નાતાલમાં પણ ચોકલેટો અને એવું બધું ખાવાનું બહુ મજા આવે અમને તહેવારો ઘણા બધા છે મજા આવે